હું નાનો હતો અને જ્યારે શાળામાં જતો હતો ત્યારે અમારી શાળામાં લાઇબ્રેરી ન હતી પરંતુ અમારા ઘરની નજીકના વિસ્તારમાં સરકારી લાઇબ્રેરી હતી જેથી અમે બધા મિત્રો સાથે મળીને તે લાઇબ્રેરીમાં વાંચવા જતા હતા અને લાઇબ્રેરીના પુસ્તકો પણ વાંચતા હતા મારા બાળપણ દરમિયાન મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે અને તે બધા જ પુસ્તકો રસમય હતાં અને તે પુસ્તકો વાંચવાની મને ખૂબ જ મજા આવતી હતી જેમાં માનવ જીવનને લગતાં પુસ્તકો પણ મેં ખૂબ જ વાંચ્યા છે તથા મોટિવેશનલ પુસ્તકો જીવનમાં સફળ થવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તે અંગેના પુસ્તકો તેમજ બાળવાર્તાઓ વગેરે જેવા પુસ્તકો મેં વાંચ્યા છે અને તે સમય દરમ્યાન પુસ્તકો વાંચવાની ખૂબ જ મજા આવતી હતી તથા તે દરેક પુસ્તકોમાં જીવનને લગતો કોઈને કોઈ સંદેશ હોય છે જેથી તે લીધે પુસ્તકો દ્વારા મને મારા જીવન દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું છે અને તે પુસ્તકો વાંચવાથી ગુજરાતી વ્યાકરણ અને મારી વાણીમાં પણ ખૂબ જ સુધાર થયો છે